હા સર બોલો સર આ ક્રિકેટની ટુર્નામેન્ટ ચાલ્યા કરતી છે સર

હા સર એ બધું જોયું મેં ગ્રુપમાં પણ હમણાં ટૂર્નામેન્ટ ચાલ્યા કરે છે એટલે આવતો નથી એક વીકથી એવું કે સર હા સર એનો મેસેજ તો કદાચ નહીં આવેલો કે મેં જોયો નહીં ખબર નહીં

હા સર એ વચ્ચે માંદો બી પડી ગયેલો હતોને એટલે હા સર એ વચ્ચે માંદો બી પડી ગયો હતોને એટલે હા સર

તો સર હું કહું બીજું તો સાચું જ કીધું મેં તો હા ભણવાનો ટર્મ આવે જ છે ને હા સર હા સર હા વાત તો સાચી છે હા સર આપણા ઘેર વાળા તો ક્યાં સપોર્ટ કરે હં હા સર

હા સર એક પ્રેઝન્ટેશન આપેલો હતો હિરલ સરનો ને બીજો મેઈન પ્રેઝન્ટેશન બાકી છે ઠીક છે સર સારું સર હા સારું સર ચાલો